હું ફોટો ગ્રાફર બોલું છું મારુ નામ રાઠોડ ચૈતાલી છે બોસ હ એક ફોટો સૂટ કરવામાં આવી છીએ જેમાં તમને મોડલ તરીકે લેવામાં આવ્યા છીએ ફોટોસૂટ બ્રાઈડર થીમ છે જેમાં બ્રાઈડરને ફોટો મોડલ તરીકે બ્રાઈડરને લેવામાં આવી છે આ બસ કાલે આપડે સરુ કરી દઇસુ તો તમે રેડી છો પેમેન્ટ ફાઇવ થાઉઝન

હુ હુ

ઓકે ડન તો આપણે

હા કાલે આપડે સૂટ કરી દેસું ફોટો